ગુજરાતનાં હેલ્થકેર ડેટા અને માહિતી એકત્રિત કરવા માટે સરકારી કર્મચારીને ઘરે ઘરે મોકલવામાં આવે છે તથા લોકોને ઘરે જઈને પૂછવામાં આવે છે કે તમારા ઘરે કેટલા માણસો છે કેટલા વડીલો છે કેટલા ઘરડા માણસો છે કોને કઈ બીમારી છે અને એ બીમારીનું કઈ રીતે નિરાકરણ કરવા માટે આવે છે તથા સરકાર સર્વે દ્વારા જાણવામાં આવે છે કે કયા એરિયાની અંદર કેટલા માણસો બીમાર છે અને કયો કઇ રોગનું કયા રોગનું સર્વેથી જાણવા મળે છે કે કયા રોગની સરકારે ડૉકટરોની વધારે જરૂર પડશે સરકાર કેટલા ડૉકટરો તથા હોસ્પિટલો વધારવામાં આવશે એની હેલ્થકેર સિસ્ટમને જાણ કરવામાં આવે છે